હલો હા સહેબ મેં ગયા મહીને મારા વીમાનો જે પાકનો નુકસાન થયું છે તેના માટે મેં તમને એક અરજી આપી હતી તો એ અરજી વિષે મને હજુ કંઈ માહિતી મળી નથી ને કોઈ તમારા તરફથી કોઈ જવાબ પણ આવ્યો નથી તો એના માટે મારે શું કરવું એના માટે મને જરાક માહિતી આપો કારણ કે એ લોકો મારે ત્યાં સહેબ ખેતરમાં આવી ફોટા પાડી ગયા હતા મારા પાકના નુકસાન થયું છે તેનું અને એના માટે અરજી પણ કરી છે પણ કંઈ જવાબ તમારા તરફથી આવ્યો નથી એમને કીધું હતું કે ચાર દિવસમાં તમને જવાબ મળી જશે પણ તમારા કોઈ જવાબ આવ્યો નથી તો મારે શું કરવું અચ્છા તમે પાછા બીજા લોકોને મોકલશો તો એ કેટલા દિવસમાં આવશે ઠીક છે હું સમજી ગયો ઓકે તો એ કાલે આવી જશે તો એ પછી મારું કેટલા દિવસમાં મારો વીમો પાકશે કારણ કે મારે પછી એ પાકને પાછો કાઢીને બીજો પાક ઉગાડવો પડશે તો એમાં ટાઈમ લાગશે અને મારી પાસે એટલા પૈસા નથી તો મને વીમો પાકશે તો જ મને કંઈ ફાયદો થશે ને હું બીજો નવો પાક ઉગાડી શકીશ તો મને એના માટે કંઈ સમજાવો તો સારું પડે સારું સર ઠીક છે તો થઈ જશે ને સર ઠીક છે વાંધો નહીં વાંધો નહીં ના ના ના તમારી માહિતી હું સંતુષ્ટ છું ઠીક છે ઠીક છે વાંધો નહીં